ટેકનોલોજી અને ઇન્ટરનેટની વૃદ્ધિ થતાં ગુજરાતી ભાષાની વાત કરીએ તો અત્યારે ગુજરાતી ભાષા લુપ્ત થવા લાગી છે જેમકે અત્યારે ઇન્ટરનેટનો અને ટેકનોલોજીનો ઉપયોગ વધારે થાય છે જેમકે મોબાઈલ લેપટોપ એમાં બધુ ઝુમ મિટિંગ વગેરેની વાત કરીએ તો લોકો બહાર ઇન્ટરનેસનલ કન્ટ્રી સાથે ને એમ બધે વાત કરે તો એ લોકોને આપણી ગુજરાતી ભાષા આવડતી નથી એટલે આપણે ઇંગ્લિશમાં ને હિન્દીમાં મોસ્ટ ઓફ વાત કરીએ છીએ તો એનાં કારણે ગુજરાતીની ભાષાનો આપણે ઉપયોગ કરતાં એકદમ ધીરે ધીરે ઓછા થઈ ગયા છીએ તો એવી રીતે જોવા જઈએ તો આપણી ગુજરાતી ભાષા સમય જતા સાવ લુપ્ત થઈ જશે